લેખન પ્રવૃત્તિમાં સૌથી વધુ પડકારજનક બાબત એ જ હોય છે જ્યારે તમને લખવાની અં અનન્ય ઇચ્છા હોય પરંતુ તમારો મન કોઇ એવું વિચાર ન કરી શકતું હોય જેને તમે અં લેખન અ નો આકાર આપી શકો કોઈ શબ્દોનો મેળ ન ખાતો હોય એવા લેખનના અવરોધો આવે છે સર્જનમાં તો જ્યારે મન તમારું પ્રફુલ્લિત હોય તો જ કાંઈક શબ્દોનો સમન્વય થાય બાકી મન જ્યારે મુંઝાયેલું હોય તો લખવું ઘણું અશક્ય થઇ જાય છે લેખન પ્રવૃત્તિ માટે પ્રેરણા અને અં સર્જનાત્મક વિચારોનો અભાવ હોય તો પણ લખવું ઘણું બધુ અં મુશ્કેલ થઇ જાય છે